ગુજરાતમાં મનોરંજનનાં ઘણાબધા લોકપ્રિય સ્વરૂપો જોવા મળે છે જેમ કે બીચ દ્વારકામાં બીચ આવેલો છે તે બીચ ઘણો સુંદર છે અને તે બીચની પાછળ ક્રિષ્ન ભગવાનનું મંદિર આવેલુ છે સોમનાથમાં પણ બીચ આવેલો છે સોમ બીચની પાછ બીચ તે બીચ ઘણો મોટો છે અને બીચ પાછળ સોમનાથ મંદિર આવેલું છે અને તે અને ઘણા બધા નેચર પણ છે અને તેની પાછળ હેલીવ હેરિટેજ વોક પણ જોવા મળે છે ભારતમાં અને ગુજરાતમાં તેમાં ગુજરાતમાં વધારે પડતી સારી નદીઓ જોવા મળે છે અને ગુજરાતમાં ઘણીબધી મોટી નદીઓ જોવા મળે છે જેથી આપણ આપણના ભાર ગુજરાતનાં લોકોને ઘણીબધી સુવિધાનો લાભ મળે